વાહન વ્યવહારની પદ્ધતિઓમાં સુધારો થવો જોઈએ એ વાત નક્કી છે અને સાચી છે જેમ કે બસની અંદર બેઠ બેઠા હોઈએ સામે લેડીસુ કોઈ સેફ નથી યાની કે મહિલાઓ કોઈ સેફ નથી પ્લ પ્લસ રસ્તામાં આવતા જતા એટલા બધા ખાડા ખાબોચિયાઓ પડેલા હોય કે ના કોઈ નિશાની હોય કે ના કંઈ નઈ પ્લસ ત્યાં આગળ કોઈ રસ્તા માટે બસની બારીઓ પણ એટલી બધી ખુલ્લી હોય છે કે બને એટલી તોડ ફોડવાળી હોય કે જેની કોઈ હદ નથી હોતી આમ મુસાફરીની અંદર માણસોએ મુસાફરી કરવી અહિત છે હિત વગરનું છે કોઈન કોઈનું હિત થતું નથી રેલ ગાડીમાં પણ વખતો ઘણો ઘણો બધો ખરાબ છે રેલ ગાડીમાં જ્યાં જુએ ત્યાં જ્યાંથી જુએ આખા ઈન્ડિયાની અંદર એટલી બધી કોઈ ભીડ થતી હોય છે લોકો પાન માવા ખાઈને થૂંકતા હોય છે એ પણ કાળજીના રેલનો સ્ટાફ પણ વ્યવસ્થિત હોતો નથી અને તે લોકો પણ ધ્યાન આપતા નથી જુએ છે પણ આંખ આડા કાન કરી જાય છે અને અને ટોઇલેટ તો બહુ જ ખરાબ અંદર અને તમને તો વધુમાં કહું છું તો જે રીતે ટોઇલેટ જાઓ તો એક ટોઇલેટ આખું પાણીથી ભરેલું હોય તદ્દન બદબુ આવતી હોય છતાં પણ માણસે અંદર ત્યાં આંગળી મુસાફરી કરવી પડે છે મજબૂરીથી કરવી પડે છે કેમ એ લોકોને કોઈ બીજું કોઈ વાહન મળતું નથી બસની અંદર વધારામાં જો કહીએ ને તો ગુજરાતની અંદર એટલી બધી બસો ખખડધજ થઈ ગયેલી છે કે જેની કોઈ હદ નથી કે જેને અંદર ગુજરાતમાં બસ એટલી બધી પરિસ્થિતિ ખરાબમાં ચાલે છે કે જે જેમાં ગામડામાં તો ખાસ કરીને જૂની બસો જ મુકે કે બગડે એટલે રસ્તામાં મૂકીને ચાલ્યા જાય લાંબા રૂટની બસ પણ એટલી બધી ખરાબ હોય છે કે જે લોકો મારા પોતાના ખુદના અનુભવોની વાત છે કે જે મેં પોતે પણ હેરાન થતા ત્રણ ત્રણ ચચાર કલાક બસો માટે રોડ ઉપર બેસીને દિવસો કાઢ્યા છે છતાં પણ એનો કોઈ સુધારો થતો નથી એવા માર્ગો છે જ્યાં બસ અને રેલગાડીઓમાં હંમેશા ભીડ થતી હોય છે એટલી બધી ભીડ થતી હોય કે આજુ બાજુ ઉભેલા હોય તો બદબૂ આવતી હોય છે અને ભીડો તો ગમે તેમ થતી હોય તેમાં ગમે તેમ ખાસ કરીને લોકલ બસ આ લોકલ ટ્રેન કે જેમાં એટલી બધી ભીડ હોય છે કે દરેક સ્ટેશને ઊભી રે એ સ્ટેશનના હિસાબે માણસો લોકોની અવર જવર વધુ હોય છે ભીડો પણ એટલી બધી હોય છે આ બેસિક ક્લાસવાળા પણ અંદર દાખલ થતા હોય છે કે કોઈને કંઈ કહેવાતુ નથી મુશ્કેલી જેને છે મુશ્કેલી વસ્તુ છે કે ત્યાં આંગળી એટલી બધી મુશ્કેલી છે કે જેની કોઈ હદ નથી રેલગાડીઓમાં બી એવું જ આમ બસમાં પણ એવું જ અને પ્લસ અને જો વધારેમાં તો કહુંને તો હવાઈ એટલે કે વિમાનમાં પણ એ જ પરિસ્થિતિ કે વિમાનોમાં બી ટોઈલેટને બી જોઈ જો સફર કરી નથી પણ ટીવીમાં બતાવે છે કે વિમાનોમાં બી અંદર ઉંદર ફરતા હોય સાપ ફરતા હોય ટોઇલેટ બી ઓવરફ્લો થતું હોય અને ત્યાં આગળ વાંદા બી જોઈએ એટલા એટલે વિમાનની પણ સફર બરાબર વ્યવસ્થિત રહેતી નથી